હમ હા એને મને એમનું મેનૂ મળી શકશે ગુજરાતી ડીશીસમાં કે તમારું કઈ પ્રકારનું શાક છે યા રોટલી કે રોટલું કે શું છે તમારું

બાજરીના રોટલા છે ઓકે

ઓકે તો મને શાકમાં ઓળો ટ્રાય કરવાનો વિચાર છે તો એ સ્પાયસી મળી શકશે થોડું

ઓકે થેન્કયૂ અને રોટલામાં મને સ્પેશિયલ બાજરી જોશે બાજરી મિક્સ વગરનો એ મળી શકશે કે પછી એમાં મિક્સ અપ જ આવશે

ઓકે ચોક્કસ એન્ડ ખાસ મને છાસમાં હા એટલે બસ મારું હું ટ્રાય કરીશ કે બેસ્ટ ડિશિસ તમારી મને ટેસ્ટ કરવા મળે એવી

હા એ વધારે ફોકસ મારુ ગુજરાતી ડિશિસમાં છે બ ઑ બા ઓલા બાજરીનો રોટલો ને ઓળો ખાવાનો વિચાર છે તો બેસ્ટ બનાવીને હા અને છાસ મિસ નઈ કરતાં